હા યશ હા અખિલ અદાણી બોલું છું ને

ઓકે શું જાણી શકું છુ તમારું નામ ભટ્ટ હાર્દિકા અને તમારા બિલ નંબર જાણી શકું છું ચારસો ઓગણત્રીસ ઓકે એક મિનિટ હું ચેક કરી લઉ છુ ઓકે મેમ તમે લોકો એ શું લીધેલું છે સ્વેટર લીધેલું છે રાઈટ અને ભેગી બેગ ટોપી પણ લીધેલી છે અને તમારું પાંચ હજારનું બિલ છે રાઈટ ઓકે મેમ એવું મેમ એવું બની શકે પણ કદાચ તો પણ તમે અહિયા આખું લઈ આવો બેલ્ટ સહિત હુ તપાસ કરી લઈશ કદાચ ક્યાંક અમારી ભૂલ હશે અથવા તો એવું પણ હોય શકે કે તમે કદાચ ક્યાંક એવી રીતના રાખ્યું હોય ને તૂટી ગયું હોય અથવા તે ફેકાઈ ગયું હોય ઓકે મેમ અમારી શોપમાં પૈસા રિટર્ન કરવાની પોલિસી અથવા તો કોઈ એક્સ્ચેંજ ઓફર નથી પણ જો હું સ્વેટર અમારા બોસને કહીને રિપ્લેસ કરાવી શકું છું પૈસા તમે અમે તમને પાછા રિફંડ રિફંડ ના કરી શકીએ બરાબર એ તમે કાલે ઓકે ઓકે કાલે તમે આવો અને તમારી બિલ સહિત આવોને આપડે જોઈ લઈશું બરાબર માફ કરશો અગર કોઈ તકલીફ થઈ હોય તમને બરાબર કાલે તમે નવ વાગ્યે આપડે શોપ ખૂલે ત્યારે તમે આવી શકો છો ઓકે થેન્કયુ મેમ